હલો હા બોલો તમે કોણ ઓકે બોલો નવરાત્રિ તો આખા ગુજરાતમાં બધે સારી જ થાય છે કેમ કે નવરાત્રિ તો ગુજરાતનો મે વડોદરામાં સૌથી સારી આખા ગુજરાતમાં સૌથી સારી નવરાત્રિ વડોદરામાં નવલખી ગ્રાઉંડ છે ત્યાં થાય છે હા હા મજા આવે ને ઘણી સરસ નવરાત્રિ થાય એમ ને ત્યાં તમે સારી રીતે નવરાત્રિને એન્જોય કરી શકો ને ત્યાં ગાયક કલાકારમાં અતુલ પુરોહિત આવે છે અને અતુલ પુરોહિતની ટીમ હોય છે સારા છે અને લગભગ ગુજરાતમાં સૌથી સારી નવરાત્રિ નવલખી ગ્રાઉંડ પર જ થતી હોય છે એમ તો બધા ઘણા પ્રકાર છે હેરિટેજ ગરબા પણ હોય છે જે રાજા રામ હેરિટેજ ગરબા જે છે એ ત્યાં રાજાના મેહલમાં થાય છે શેરી ગરબા થાય છે પણ એમાં લોકલ પરંપરાગત હોય ને આમાં તમે વેરીસ પ્રકારના તમને જે પણ આવડતા હોય એ ગરબા અને ગ્રુપ જોડે પણ ગાઈ શકો હા કોમ્પિટિશન પણ થાય એટલે મતલબ એ લોકો શિલેક્ટ કરે કોને પ્રાઇજ આપવું શું કરવા કેવા ગાવા આપે ને ઈનામ તમે જેવા ગરબા ગાઓ એમનું જે બજેટ હોય એ પ્રમાણે ગાડી હોય છે પ્રાઇઝ હોય છે કેશ પ્રાઇઝ હોય છે એવા એના એ પ્રકારના હોય

મોટી સંખ ઘણી સંખ્યામાં તમે હજારોની સંખ્યામાં હોય છે અને ગ્રાઉંડ પણ એટલું મોટું હોય છે પણ ભીડ મેનેજ થઈ જાય છે અને સેફ્ટીનું પણ ધ્યાન રાખવામાં આવે બધી સારી સુવિધા હોય છે પાર્કિંગની હા છોકરાઓ માટે છોકરા છોકરી હા એ તો બધું હવે જે ગવર્મેન્ટના નૉર્મ છે એને ધ્યાનમાં રાખીને બધી સુવિધાઓ પાર્કિંગ સુવિધા છે છોકરીઓની સેફટી છે એ બધું મેનેજ કરેલું હોય છે

ના એક જ ગાવ એક જ ગાવ ભેગું બંને બધા પણ કોઈ ડિસ્ટબન્સ ના હોય બધા પોત પોતાની રીતે ભીડ હોય પણ મેનેજ થઈ જાય ગ્રાઉંડ મોટું હોય અને તમે તમારી રીતે પર્ફોર્મ કરી શકો ગાઈ શકો એ રીતનું વ્યવસ્થા હોય કોઈ છોકરા છોકરીઓને કોઈ ડિસ્ટર્બેંસ ના કરે છોકરા છોકરીઓને ડિસ્ટર્બેંસ ના કરે છોકરી છોકરાઓને ડિસ્ટર્બેંસ ના કરે

હા બધા હોય છે બધા હોય છે હા એ તો સી ટીમ હોય છે એ ટાઇમે એ લોકો સ્પેશિયલ સી ટીમની વ્યવસ્થા કરી છે જો છોકરીઓની સેફટી માટે છોકરીઓને લગતા કોઈપણ પ્રશ્નો હોય એનું સોલ્યુસન કરતાં હોય છે આ વખતે તો ગવર્મેન્ટે પાંચ વાગ્યા સુધીની પરમિસન આપી દેશે પાંચ વાગ્યા સુધી હશે

ના અમારે તો કેવું છે કે ઇન હાઉસ કેમ્પસ છે એટલે હું અમારે ત્યાં રાજપીપળામાં હોસ્ટેલ છે અને હોસ્ટેલમાં છોકરીઓ રહે છે તો કંપલસરી જ છે ગર્લ્સ હોસ્ટેલ એટલે એમના માટે અમે ગરબાનું આયોજન કરીએ છે કે અમારાથી તો જવાતું નથી પણ એકાદ દિવસ જઈએ છે અને મજા કરીએ છે ઓકે